પહેલાના લોકો ખુલ્લા મેદાનમાં દોડવા જતાં હતા પણ તેનું સ્થાન આજે આધુનિક મશીનો એ લઈ લીધું છે ઉદાહરણ તરીકે ટ્રેડમિલ ટ્રેડમિલ ઉપર દોડવું અને મેદાન ઉપર દોડવામાં ખૂબ જ ફરક છે ભલે ટ્રેડમેલ આપણ ને ઘણી બધી ફેસેલીટી આપે છે જેમકે ઉંચો ડાળ નીચો ડાળ અને એમા આપણે સ્પીડ પણ આપણી એ ગતિ પ્રમાણે સેટ કરી શકીએ છીએ પણ ટ્રેડમિલ એક પ્રચુયલ મસીન જેવું કામ કરે છે જે આપણા મગજને ખાલી ભ્રમ આપે છે તેના કરતાં મેદાન ઉપર દોડવાથી આપણને સૂર્યના કિરણો પણ મળે છે જે શરીર માટે ખૂબ સારા છે ટ્રેડમિલ કરતાં મને મેદાન ઉપર દોડવું ખૂબ જ ગમે છે